હા ઝીલ વાત કરું છું વલસાડથી એકચ્યુલી આ તમને છે ને કાર વૉશ માટે આપી હતી તો એ કાર વૉશમાં હજુ પણ એવી શાઈન નથી આવી રહી અને ઉપર છે ને એક સ્પોટ છે બધા એ એ પણ હજુ સુધી એની જે શાઈન છે ને એ જેવી પહેલાં હતીને જ્યારે એ થયેલું હતું ત્યારે જે હતીને તે જ છે મતલબ તમે કર્યું છે કે નથી કર્યું જીજે ત્રિપલ સેવન થ્રી યસ હા યસ હમ પણ હા એકચ્યુલી તો ત્યારે તમે જ્યારે મેં તમને તમારી પાસે આવી હતીને તો ત્યારે તમારે એ મને એ બધી વસ્તુ કહેવાની હતી કે આ અમારા બજેટમાં ન થાય એમ તો હવે આ બજેટમાં થતું હતું તો જ મેં તમને આપી હતીને વસ્તુ એટલે તમારે મને તે ટાઈમે કહી દેવાનું કહી દેવાનું હતું કે મારાથી આ બજેટમાં ન નહીં થાય એમ હમ પણ તમારા જે એકચ્યુલી ત્યાં જે મતલબ જે સ્પોટ છે ને એ તો બધા એમ ના એમ છે મતલબ તમે થોડી બી વોશ નથી કરી એમ હું કહેવા માંગુ છું હમ તો એ એટલે તો પછી મને પૈસા આપતા ફાવે કે તમે ધારોકે તમે એ પ્રમાણે એટલે જો મારે તો તમારું મતલબ બીજા બે ત્રણ કામ અપાવવાના હોય તો મતલબ મારા એકચ્યુલી મારી જે ઓફિસ છે ને એમના એમાં બી બધાં ઘણાં એવા જણા છે કે જેમનું આમ તેમ હોય મેં તમને તમને આગળ તમારે થોડી તમારી જે એ છે એની આગળ એડવર્ટાઈઝ બી કરી શકું પણ તમારા કામમાં જ આવું છે તો પછી મારે શું કરવું આગળ હમ સ્યોરને અને તમે ધારોકે તમે જો આ બજેટમાં જ કામ કરતાં હો તો તે ટાઈમે તે પહેલાં એમને કહી દો કે આ બજેટમાં આટલું જ થશે કારણકે પછી પેલો હોપ લઈને બેસે પછી તમારી સાથે ખોટો ઝઘડો કરવાની મજા ન આવે એટલે

પાકું ને હા ઓનલાઈન કરીશ

ઓકે ઠીક છે હા હા